મને ઘરની બહાર ઘણી બધી પ્રવૃતિ કરવાની ગમે છે જેમ કે તરણ કલા ક્રિકેટ ટ્રેકિંગ ડાન્સિંગ પછી અલગ અલગ રમતો રમવી વગેરે મને ક્રિકેટ ઘણું જ ગમે છે ક્રિકેટમાં જે આ ક્રિકેટમાં બોલિંગ અને બેટિંગ મને સૌથી વધારે ગમે છે હું હમણાં બહાર ગઈ હતી ત્યાં મને હવેથી ટ્રેકિંગ પણ ઘણું ગમે છે ટ્રેકીંગમાં જે રીતે ઉપર ઘણું બધુ ચડીને ઘણા બધા પ્રયત્નો કરીને પછી ઘણો બધો શ્રમ કરીને ઉપર જઈને જે નજારો જોવા માટે તેની મજા અલગ જ હોય સો ટ્રેકિંગ પણ ઘણું ગમે છે મને ક્રિકેટ તો આખા બધાને જ બહુ ગમતું હોય હું જ્યારે કોરોના હતો ત્યારે હું મારા સોસાયટીમાં ક્રિકેટ રોજ રમવા જતી હતી અમે લોકો કેરમ પણ રમતા હતા તેમ જ અમે અલગ અલગ રોજ અલગ અલગ રમતો રમતા હતા અમે સંતાકૂકડી પણ રમી છે તેમ જ સાતોળીયો રમ્યું હતું અમે કોરોનામાં જે ગેમ અમે નહીં રમી શક્યા હતા તે બધી રમતો અમે રમ્યા હતા તેમ જ અમે ઘણા બધા લોકો હોય ત્યારે સાખળી પણ રમતા હતા અમુક વાર પંજાબી સાંકળી રમી અમુક વાર સાદી સાંકળી રમતા હતા તેમ જ અમે અલગ અલગ જાતની રમતો રમતા હતા મને ડાન્સ પણ ઘણો ગમે છે એટલે હું ઘણી વખત ડાન્સના ક્લાસિસ પણ જોઇન કરું છું જેમાં અલગ અલગ જાતના ગીતો પર એ લોકો આપણને ડાન્સ શીખવે છે તેમજ મને ભરત નાટ્યમમાં પણ ઘણો રસ છે હું શાસ્ત્રીય સંગીત પણ શીખું છું જેમાં મેં ઘણું બધુ હમણાં સુધી પૂરું કર્યું છે